મોટા ભાગે અમે બડ્ડે કે અમારા લગ્નની તિથિ કે કોઈ પણ સારા કાર્યએ સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ ઘરે અને બધાં સંબંધીઓ તેમ જ મિત્રોને ઘરે બોલાવીએ છીએ અને એ કથાનો બધાંને લાભ આપીએ છીએ બધા સાથે મળીને સરસ મજાનું જમે છે જમણવાર રાખીએ છીએ આ રીતે અમે અમારા સારા દિવસો ઉજવીએ છીએ